હલો હલો હું યશ્વી બોલું છું મારે હમણાં જ મારી છોકરીનો યુનિફોર્મ સીવડાયો હે હ એમાં એની મારે રીસિપ જોઈએ છે હમણાં હું બે મહિના પેહલા જે યુનિફોર્મ સીવડાવી ગઈ ને એના રીસિપ જોઈએ છે રાઈટિંગ વાળી પણ ચાલશે અને એમાં રીબીન અને ટાઈ સીવાડવાની રઈ ગઈ છે તો સીવી આપશો હલો હવે એમાં શું ખર્ચો રીબીન થાય તો રોડ પર છે થોડા પૈસામાં આમ તેમ કાંઈ ઓછું નઈ થાય અને એમ તો એમાં એમાં ખાલી રીબીન અને ટાઈ જ નથી કરવાની એમાં તમે જે સ્કટ કર્યું છે એનો ઘેર પણ થોડો ઓછો છે તો એ પણ થોડો તો એ બધાંનો ટોટલ ખર્ચો અને બધું કંઈક થોડાક ઓછા પૈસા કરી આપશો અત્યારે થોડીક ઓછી છે તો એમાં થોડીક વધારાની અડધું મીટર તો એમાં રીસીપ બનાવી આપજો અને જે એમાંથી સીવાનું છે કરવાનું છે એ કરી આપજો

ના હવે એમાં કાંઈ એડ નથી કરવાનું તો ક્યારે લઈ જઉ એક અઠવાડિયામાં કરી આપશો હા તો બે અઠવાડિયામાં કરી આપજો હા થેંક યુ હા થેંક યુ